ગુજરાતમાં ચાલી રહેલી જે શિક્ષણ પ્રણાલી છે તેમાં ઘણાં બાળકો ગરીબી રેખાની હેઠળ જીવી રહ્યાં છે ઘણાં બાળકોને ભણવું છે પરંતુ મા બાપની એટલી સ્થિતિ નથી કે બાળકોને ભણાવી શકે પરંતુ બાળકો જોવા જઈએ તો ગરીબી રેખા હેઠળ જીવતાં બાળકો પણ ઘણા હોંશિયાર હોય છે ઘણા ટેલેન્ટેડ હોય છે તો એવાં બાળકોને ખરેખર અલગ રીતે પ્રોત્સાહન આપવાની જરૂર પડે છે આપણે જોઈ શકીએ છીએ કે ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકો જે ખૂબ જ ગરીબ છે જેઓનાં મા બાપ મજૂરી કરીને તેઓનું પાલન પોષણ કરી રહ્યાં છે તેઓને પાલી પોષી રહ્યાં છે તો તે મા બાપ બાળકોને ભણવા માટે શિક્ષણ આપવા માટે શાળાએ મોકલવા માટે મંજૂર નથી તો તેવા બાળકો માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ કે તે બાળકો સ્કૂલે આવવા માટે પ્રેરાય ઝૂંપડપટ્ટીઓમાં જઈને કે ગરીબ જ્યાં પણ આવાસ છે ત્યાં જઈને બાળકોને ભણવા માટે કે ભણતરથી થતા ફાયદાઓ જણાવવા જોઈએ ભણતરને લગતી વસ્તુઓ તેઓની ફ્રીમાં આપવી જોઈએ ભણતરથી આપણને શું ફાયદા થાય છે તે સમજાવવું જોઈએ એક્ટિવિટી દ્વારા ફન દ્વારા રમત દ્વારા કે રમુજ દ્વારા કઈ રીતે આપણે ભણતરને એકદમ સરળ રીતે શીખી શકીએ તેવી તે લોકો માહિતી આપવી જોઈએ તેના વિશે માહિતગાર કરવા જોઈએ જેના લીધે ગરીબ બાળકો છે તેઓને આપણે મા બાપને એન્કરેજ કરવાં જોઈએ કે સરકારી શાળાઓ છે જેમાં ભણતર માટેની કોઈ ફી લેવામાં આવતી નથી બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે તેમજ ભણતર માટેની જરૂરીયાતની જે વસ્તુઓ છે તે પણ સરકાર તરફથી મફત આપવામાં આવે છે તેના માટે તે બાળકો ભણતર માટે પ્રેરાય ખાસ કરીને શાળાઓમાં જે બાળકો હોંશિયાર બાળકોની તુલનાએ નથી આવી શકતાં તે બાળકોને શિક્ષકે એક્સ્ટ્રા ટાઇમ તેઓનો એક્સ્ટ્રા સમય આપીને પણ તે બાળકને જે ટોપિકમાં સમજ નથી પડતી જે ટોપિક જે મુદ્દો તેને નથી સમજાતો તે મુદ્દા પર તેને ઊંડાણપૂર્વક તેની સાથે ચર્ચા કરવી જોઈએ શિક્ષક જો તેના એક્સ્ટ્રા એફર્ટસ નાખશે તો તે બાળક આજનો નાગરિક આવતીકાલનું ચોક્કસપણે ભવિષ્ય બનશે અને ખરેખર તે બાળક મોટો થઈ કાબિલ બનશે કે તેના કોઈપણ પોસ્ટને આગળ લઈને વધશે તો ખરેખર એ યાદ રાખશે કે મારા આ શિક્ષકના એફર્ટ્સના લીધે આજે હું જે કંઈ પણ છું તે મારા શિક્ષકનાં લીધે છું અને શિક્ષક એ બાળક માટે મગજમાં ખરેખર ખૂબ જ અલગ સ્થાન ધરાવે છે તો શિક્ષકે પણ પોતાના એવા જ પ્રયત્નો વિદ્યાર્થી પ્રત્યે ચાલું રાખવા જોઈએ કે જે બાળક ડલ છે તેને એક્સ્ટ્રા સમય આપે તેનાં મગજમાં સારી રીતે કઈ રીતે ઉતારી શકાય સરળતાથી તે વસ્તુના એફર્ટ્સ તેણે આપવા જોઈએ